રમત ગમત વિભાગમાં આચાર સંહિતાનો જો કોઈ ઉલ્લંઘન કરવામાં આવે તો તેને નીચે પ્રમાણે દિશા નિર્દેશ કરવામાં આવે છે સૌપ્રથમ તો તેને એક કામ ચલાઉ વોર્નિંગ આપવામાં આવે છે કે આ રીતનું ના થવું જોઈએ તેમજ સ્પોટ્સમેનસીપ જાળવવી જોઈએ તેમ છતાં પણ વોર્નિંગ આપ્યા પછી પણ જો ફરી એ ઉલ્લંઘન કરવામાં આવે તો તેને એક રેડ કાડ આપવામાં આવે છે રેડ કાડ સાથે પેનલ્ટી કહેવામાં આવે છે એટલે કે એને એક મેચ અથવા તો એક ગેમમાં બરતરફ કરી દેવામાં આવે છે જો તેમ છતાં પણ તેનું ઉલ્લંઘન ચાલું રહેતું હોય અને આચાર સંહિતાનુ પાલન ન કરે તો તેને કાયમી માટે એને એ ગેમમાંથી રિજેક્ટ કરી દેવામાં આવે છે